મારું નામ હીરાભઈ છે હું તમારી દુકાનેથી બસ એક બૂટ લઇ ગયો હતો એ બૂટ બહુ બહુ એટલે બહુ સરસ હતાં પણ એમાં ઘણાં બધા અ કહેવાય ને કે ભઈ સકારાત્મક અને નકારાત્મક બંને મને અ થયા છે અનુભવો તો હવે જે સકારાત્મક અનુભવોની વાત કરીએ તો એ ચાલવામાં આપણે જયારે એ પહેર્યાં હોય ત્યારે એ ખૂબ સરસ અને નીચેથી કહેવાય ને કે ભઇ એની ગાદી છે એ ખૂબ સરસ છે એનાં સિવાય જે તમે ગ્રીપની વાત કરો તો હાલીએ ચાલીએ ત્યારે આપણે લપસી જતા નથી પછી એની સાથે એની જે ડિઝાઇન છે તો ડિઝાઇન પણ ખૂબ સારી તમે આપેલી છે જેનાં કારણે જોઈએ તો ખૂબ સારું લાગે છે પણ આ બધી વસ્તુઓને એક સાઈડ મૂકતાં જયારે ભાવની વાત કરીએ તો ભાવ ખૂબ જ વધારે છે પણ એ પ્રમાણે જે ટકાવવાની વસ્તુ છે વસ્તુ સારી છે નો ડાઉટ પણ જે ટકાવવાની વાત છે એ ટકાવવામાં સારી રીતે રહેતો નથી આજે હવે મને હજી બે જ મહિના થયા છે એ બૂટ પહેરતાં અને હું એ બૂટ રોજ પહેરતો બી નથી તો એ બૂટ આટલાં જલ્દી ફાટી જવા જોઈએ નહિ એનું જે કાપડનું મટિરિયલ હતું એ મને ખાસ કંઈ ગમ્યું નથી આશા રાખું છું કે હવે બીજીવાર જ્યારે હું અત્યારે તમારી પાસે લેવા આવ્યો છું તો તમે મને સારું ટકાઉ એવો માલ આપશો જેથી કરીને મને એ પહેરવાની પણ મજા આવશે અને મારા પગમાં દુઃખાવો પણ નહીં થાય આભાર